બે હજાર બસો ને પાંસઠ ત્રણ હજાર આઠસો નેવું ચાર હજાર આઠસો અઠ્યાશી પાંચ હજાર પાંચસો પંચાણુ આઠ હજાર આઠસો સિત્તેર